હા વિસ્તારની ખાસિયત પ્રમાણે વાનગી હોય છે એ લગભગ રોજ બનતી હોય છે જેવી કે ખમણ ઢોકળા દાળ ભાત રોટલી શાક જે આપણે પણ ખાઈ શકીએ અને બારથી આવેલા પ્રવાસીઓ પણ ખાઈ શકે એ આપણને સ્ટોલ પર એ વાનગીઓ મળી શકે છે જે આપણને ઘરમાં બનતી હોય તે બધી આપણને પણ મળે છે